ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં રમતો રમવા વચ્ચે બહુ બધાં તફાવતો છે જેમકે ગ્રામ્ય વિસ્તારમાં આપણને ખુલ્લું મેદાન મળી જાય છે અને શહેરી વિસ્તારમાં ખુલ્લું મે મેદાન મળવાનું બહુ મુશ્કેલ થાય છે ગ્રામ્ય વિસ્તારમાં આપણને પાકી પિચ ક્રિકેટ રમવા માટે મળી શકે છે પણ શહેરી વિસ્તારમાં પાકી પિચ માટે ખુલ્લું મેદાન પણ હોવું જોઈએ ગ્રામ્ય વિસ્તારમાં આપણને રમવા માટે બહુ ઓછી રમતો હોય છે પણ શહેરી વિસ્તારમાં બહુ બધી ઇન્ડોર ગેમ્સ જે અંદર રમી શકાય એવી બધી બહુ બધી ગેમ્સ હોય છે